મારુતિ સુઝુકી મારુતિ સ્વીફ્ટ મારુતિ ડિઝાયર મારુતિ બ્રેઝા સેલેરીયો મારુતિ વેગન આર મા મારુતિ ઓલ્ટો હોન્ડા સિટી પછી હોન્ડા સ્પ્લેન્ડર હીરો એક્ટિવા ટીવીએસ સ્કૂટી